હલો હાં હાં નમસ્કાર મેડમ આપણે ડેરીમાંથી બોલો હા મેડમ મારે છે ને હમણાં હું બ્લાઇન્ડ સ્કૂલમાંથી બોલું છું મારે અમારે ત્યાં એક ફંક્શન છે એના માટે એના માટે પ્રોડક્ટ મલતી છે દહી છે છાશ છે પનીર છે એનો મને જોઈતું હતું મળી જશે

આપણે સારા માનો પાંચ પાંચ કિલો જોઈતું હતું હાં ને હું મારા મા માણસને મોકલાવીશ તમે આપજોને હા હા બીજું કઈ કંપનીનું મળે તમારા પાસે બીજું શું મ